કોરોનાની મહામારી સંદર્ભમાં ગુજરાતમાં શિક્ષણ ના ક્લાસ ઓનલાઇનમાં લેવામાં આવતા હતા એમાં નેટનો ઉપયોગ ખૂબ જ વપરાશ થતો હતો જેમ કે મહામારી ખૂબ જ વધી ગઈ હતી કોરોનાની જેથી એકબીજાને અડવાથી પણ ચેપી રોગ થતા હતા કારણ કે લોકો પહેલાં રસી લેવામાં માનતા ન હતા જેથી એ લોકોને બીક લાગતી હતી રસી લેવામાં એટલા માટે કોરોનાની મહામારી વધી ગઈ હતી જેથી કરીને કોઈ આજુબાજુમાં ટુશન ક્લાસ પણ ચાલતા ન હતા બધા પણ ટુશન ક્લાસ પણ બંધ કરાવી દીધેલા હતા અને સ્કૂલો પણ બંધ કરાવી દીધી હતી જેથી બધાને સૌ સૌની સ્કૂલમાંથી ઓનલાઈન ક્લાસ મોબાઈલમાં જ ક્લાસ ભણાવતા હતા એટલા માટે ઓનલાઈન ક્લાસમાં નેટનો પ્રમાણ વધી ગયું હતું અને છોકરાઓ પણ મોબાઈલમાં પોતાનો ભણવાનું ચાલુ રાખતા હતા અને એમાં મોબાઈલમાંથી પોતાનું લેસન પણ કરી શકતા હતા એ માટે નેટનો વધારે ઉપયોગ થએલો અને એમાં પણ બાળકોને પણ જેટલું આવડતું હતું એમાંથી અડધું પણ ભુલી જતા હતા અને મોબાઈલમાંથી બીજી વખત રિપીટ કરીને ભણી શકતા હતા એટલે કોરોનાની મહામારીમાં ભણવામાં પણ લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે અને બહાર આવવા જવામાં પણ બહુ જ મુશ્કેલી પડી છે એટલે કોરોમનામાં મહામારીમાં શિક્ષણ માં લોકોને બહુ જ તકલીફ પડી છે જે લોકોને આવડતું હતું એ લોકો પણ ભુલી ગયેલા હતા અને અમુક ગરીબ પરિસ્થિતિના હતા એ લોકો પણ ડો નેટનો વપરાશ કરીને પણ ભણી શકતા ન હતા જેથી કરીને ગરીબ લોકો બિચારા પણ ભણી શકે નહીં એમના છોકરાઓને કેવી રીતે એ પોતાના ખાવા માટેના પૈસા ના હોય તો એ લોકો પોતાના છોકરાને મોબાઈલ ક્યાંથી લઈ આપે અને ક્યાંથી ઓનલાઈન શિક્ષણ મેળવી શકે એટલા માટે કોરોના કાળમાં શાળાબંધી કરવા માટે પણ લોકોને ખૂબ જ તકલીફ પડી હતી જેથી કરીને લોકો રસીના જ ડોઝથી બીક લાગતી હતી એટલે કોવિડ નાઇન્ટીનની રસીમાં લોકો બીક લાગતી હતી જેથી કરીને એકબીજીને અડવા તે ચેપી રોગ ફેલાતો વધારે હતો જેથી કરીને સ્કૂલો બંધ રાખી હતી એના લીધે ગરીબ લોકોના બાળકોમાં પણ ખૂબ જ ભણવામાં અસર પડી હતી એટલે કોરોના મહામારીમાં સંદર્ભમાં ગુજરતમાં શિક્ષણ ક્ષેત્રમાં બહુ એટલે બહુ જ અતિસય તકલીફ પડી હતી